એમેઝોન એપ પરથી એક લેપટોપ ખરીદવાનું મેં નક્કી કર્યું હતું પણ હવે મને ખરીદવાની ઈચ્છા નથી તો હવે હું અત્યારે એમેઝોન એપ ખોલી રહ્યો છું અને તેમાં મારું બાઈંગ કાર્ટ જે છે એ હું ખોલી રહ્યો છું અને એમાં નીચે મને બે ઓપ્સન બતાવે છે અને એમાં હું અત્યારે આઈટમ ડિલીટ કરી રહ્યો છું અને પાછું મેં હોમપેજ ઉપર જઈ અને જોયું તો હવે એમાંથી મેનૂમાં જઈને જોઈ રહ્યો છું પાછો કાર્ટમાં તો હવે મારું કાર્ટ એમ્પટી બતાવી રહ્યું છે એટલે સકસેસફલી ડિલીટ થઈ ગયું છે